હલો શ્રી રામ ટ્રાવેલ્સ ઓકે મારે ઉજ્જૈન જવું હતું અને અમે લગભગ ફોર મેમ્બર્સ છીએ તો તમે મને કઈ ગાડી મોકલી આપશો કે જેથી તરીકે અમે કમ્ફર્ટેબલી જઈ શકીએ વેગેન આર ના ના ના એ તો બિલકુલ નહીં મોકલતાં ગઈ વખતે પણ તમે એ જ ગાડી અમને સજેસ્ટ કરી હતી અને એમાં ગયાં હતાં તો હેરાન થઈ ગયાં પ્લસ જ્યાં ગયેલાં ત્યાં રસ્તા પણ એટલાં બધાં ખરાબ કે મને બેકનો પ્રોબ્લેમ થઈ ગયેલો એટલે આ વખતે તમે જરાક કોઈક સારી કંડીશન વાળી ગાડી મોકલજો અને મને બેકમાં પ્રોબલેમ છે એટલા માટે સરસ બેકસેફર વાળી સીટ હોય તે ટાઈપની ગાડી મોકલજો અચ્છા ઓકે એનું રેન્ટ કેટલું થશે આટલો બધો કાયમ તો અમે તમારી પાસે ગાડી બુક કરાવું છું જરાક સમજીને તો કોઈ ભાવ લગાવો પણ એવું નહીં ચાલે તમે જરાક સમજો ઓલવેઝ અમે તમારો ને મારા થકી હું તમને કેટલાં બધાં શું કહેવાય કન્ઝ્યુમર મેં તમને આપ્યાં છે તો જરાક તો તમે વિચારો ઓકે આ પાંચ દિવસ માટે હું લઈ જવાની છું તો તે રીતે મોકલજો અને ભાવ બરાબર સમજીને હું નહી હ આપું વધારે જે રિઝનેબલ થતાં હોય તે જ લેજો કાયમ હું તમને કેટલાં બધાં કન્ઝ્યુમર કરી આપું છું તો જરાક સમજીને લગાવજો ભાવ અને કમ્ફર્ટ ગાડી અને હ બીજું એ કે ડ્રાઈવર પણ મારે જોઈએ છે એટલે વ્યવસ્થિત ડ્રાઈવર મોકલજો અરે એટલાં બધાં સત્તર હજાર ના ના એટલું બધુ હોતું હશે તો તો પછી મારે હવે બીજા ટ્રાઈવેલ્સનો કોન્ટેક્ટ કરવો પડશે અરે હું શું સમજુ તમે જરાક સમજો કે તમે શું જોઈને આવા ભાવ લગાવો છો બાર હજાર લગાવો ઇ બરાબર છે ના સત્તરના પંદર સુધી ભલે તમે આવ્યા પણ મારે તો બારથી ઉપર આપી શકાય એવું નથી જો એ કન્ફર્મ થતું હોય તો મારે તરત બુક કરાવવું છે નહી તો પછી મારે બીજા ટ્રાવેલ્સ પાસે જવું પડશે જો મારે પરમ દિવસે નીકળી જવાનું છે જે હોય તે મને તમે જરાક એઝ અર્લી એઝ પોસિબલ જવાબ આપો ઓકે આફટર હાફ એન અવર હું પાછો કોન્ટેક્ટ કરું છું ઓકે સર થેન્ક યૂ